ટેકનોલોજી પહેલાંની ટેકનોલોજી એવી હતી કે તમારે કોઈ ટેકનોલોજીનો સામાન ખરીદવો હોય તો તમારે ત્યાં દુકાનમાં જવું પડતું ત્યાં દુકાનના માણસો તમને ટેકનોલોજી બતાવતા તમે બરાબર જોઇને એ વસ્તુને તમે ખરીદી કરતા એ વસ્તુ તમે બરાબર જોતાં ત્યાં હરતાં ફરતાં ત્યાં તમને જે વસ્તુ પસંદ આવે તે લેતા ત્યાં હરી ફરીને તમને જે માણસ છે તે બતાવે ત્યાં બિલ બિલ બધુ ત્યાં જ કરતા પણ અત્યારના જમાનામાં ટેકનોલોજી એવી આવી ગઇ છે કે ટેકનોલોજીથી ખરીદી જેમ કે મોટાં મોટાં એપ્લિકેશનો છે તેના ઉપરથી ઓનલાઇન શોપિંગ કરવાની ઓનલાઇન પેમેન્ટ બધુ આપણે કરી શકીએ છીએ જેમ કે આપણે ઓનલાઇન ખરીદી કરવી હોય તો એમેજોન ફ્લિપક્લાટ મઇંત્રા મીશો એવી ઘણી બધી એપ્લિકેશનો અત્યારે માર્કેટમાં આવી ગઇ છે તેનાં ઉપરથી આપણે ખરીદી કરી શકીએ છીએ અને ગૂગલ પે ફોન પે તેનાં ઉપરથી આપણે પેમેન્ટ કરી શકીએ છીએ તે માટે ટેકનોલોજી આપણે અત્યારે ઘેર સોફા પર ઊંઘીને બેસી બેસીને આપણે બધું કરી શકીએ છે ત્યાં જઇને આપણે મહેનત કરવી ન પડે આપણે ઘેર બેઠાં બેઠાં મોબાઇલમાં આમ સ્ક્રોલ કરીએ અને બધું આવી જાય અને આપણને જે ગમે તે આપણે ઘેર બેઠે મગાવી લઇએ